મારું માનવું એવું છે કે સારું શિક્ષણ પ્રાપ્ત કરવાથી ઘણી બધી તક મળે છે જેમ કે તમને નોકરી સારી મળે છે તમને છોકરી પણ સારી મળે છે અને તમને વિદેશ જવાની પણ તક મળે છે તમે સારું શિક્ષણ લીધું હોય તો તમને એ ઇંગ્લિશ આવડે છે અને ત્યાં જઈને પણ તમે સારા પૈસા ને બધું કમાઈ શકો છો મારું માનવું એ પણ છે કે અશિક્ષિત વ્યક્તિઓ એ બાબતે ઘણું બધું ગુમાવે છે તેમને સારી નોકરી નથી મળતી તે અમુક અમુક અમુક જગ્યાએ તે તેમને પાછું પણ વિચારે છે અને વિદેશ જવાની પણ તક તે ગુમાવી શકે છે તો મારું માનવું એવું છે કે શિક્ષણ જીવનમાં બહુ જરૂરી છે